હ બોલો ક્યાંથી બોલો

હઅ ચાલુ રાખજો એક મિનિટ

ટીચર માટે જોબ જોઈએ છે મારો પીટીસી

ગુજરાતી મીડિયમ હુમ પંચોતેર ના ફર્સ્ટ વાર જ છે ગુજરાતી સામાજિક વિજ્ઞાન ચિત્રકલા હ સામા હ પીટીસીમાં તો બધું આવે ને આવે છે આવે છે બધું કરાવે પીટીસીમાં બધી ટ્રેનિંગ આપી હતી હા કમ્પ્યુટર ચિત્રકલા બધું બરાબર અમને મારું એવું કે મઅ મને બધાંમાં ફાવે એમ સેલરી પંદર વીસ હજાર વીસ હજાર બરાબર પહોંચી જઈશ એતો હ ગમે તેમ રીત ના ભણાવવા માટે તો ગમે તેમ રીતના પહોંચવું પડેને

બરાબર